માર્શલ આર્ટમાં હું ઘણી બધી ટેકનિક શીખી છું પણ સૌથી વધારે મને જો કોઈ યુક્તિ ગમતી હોય તો એ છે સ્ટ્રીટ ફાઇટ એટલે કે ગલીમાં ફાઇટ એ જે ફાઇટ છે એ તમે ફ્રી હેન્ડ ફાઈટ પણ કહી શકો એ યુક્તિ મને એટલે ગમે છે કે એમાં તમે વગર હથિયારે ફાઇટ આપી શકો છો અથવા તમારી આસપાસ જે કઈ છે એ હથિયાર છે એ તમે એની એનો ઉપયોગ કરી શકો છો માર્શલ આર્ટમાં એવું શીખવાડે છે કે તમે ખાલી એવું નહીં કે તમારી પાસે કોઈ હથિયાર હોય તો જ તમે ઝગડો કરો આઈ મીન તમારો સ્વબચાવ ઝગડો એટલે આપણે કોઈની સામે સામેથી ઝગડો કરવા જવાનું નથી પણ તમારા ઉપર મુસીબત આવે કે તમે કઈ પ્રોબ્લેમમાં આવો તો તમે માણસમાં એટલી તાકાત હોવી જોઈએ કે તે પોતાનો સ્વ બચાવ કરી શકે આપણા રાજ્યની અને આપણા દેશની પોલીસ બહુ સારી છે એક ફોને આજકાલ એટલી જલ્દી આવી શકે છે પણ આપણે માર્શલ આર્ટ શીખવું એટલા માટે જરૂરી છે કે જ્યાં સુધી પોલીસ આવે ત્યાં સુધી શું કરવાનું કારણ કે એકે પોલીસનો જીન નથી કે એ બસ આંખ બંધ કરશે ને પહોંચી જશે તો જ્યાં સુધી પોલીસ આવે ત્યાં સુધી આપણે આપણો સ્વ બચાવ કરી શકીએ તો માર્શલ આર્ટ તમને એ ટ્રેનિંગ આપે છે તમને એ શીખવાડે છે કે તમારી આસપાસ જે કોઈ વસ્તુ છે એને એ ખાસ કરીને સ્ટ્રીટ ફાઇટમાં શીખવાડવામાં આવે છે કે તમે એનો ઉપયોગ કરીને પોતાનો સ્વ બચાવ કરી શકો અને વગર હથિયારે પણ તમે સામેવાળાને ફાઈટ આપી શકો અને માર્શલ આર્ટ શીખવાથી તમને મુખ્ય ફાયદો તો એ થાય છે કે તમારાની અંદરથી એક કોન્ફિડન્સ આવે છે તમને એક એવું મિન્સ તમને કોઈનો તમને ડર નથી હોતો નહીં તો અધર શું થાય છે ઘણી વાર એવું પણ બને કે હાથમાં તમને પિસ્તોલ આપી દે કે તમને છરી પણ આપી દે પણ તમારામાં મારવા માટે તાકાત તો હોવી જોઈએને જો સામે વાળો તમને ડરાવીને એય કહીને તમારી છરી કે પિસ્તોલ પણ તમારી પાસેથી છીનવી લેશે તો માર્શલ આર્ટની ટેકનિક શીખવાથી આપણને ફાયદો એ થાય છે કે આપણી અંદર એક કોન્ફિડન્સ આવે છે અને આપણે પોતાના સ્વ બચાવ માટે જ્યાંરે આપડે જરૂર પડે ત્યારે આપણે કરી શકીયે છીયે અને મુખ્ય વાત આ જે સ્ટ્રીટ ફાઇટ છે એમાં શીખવાડવામાં આવે છે કે તમારી આસપાસ જે કોઈ વસ્તુ છે એ ચાહે પથ્થર હોય કે વાયર હોય કે તમારો બહેન હોય તો તમારો દુપટ્ટો છે તમે કોઈ પણ વસ્તુથી તમે તમારો સ્વ બચાવ કરી શકો છો અને સામે ફાઇટ આપી શકો છો તો આ માટે હું જે ટેકનિક શીખી છું હું તો જુડો કરાટે ટેકોન્ડો એ બધી ટેકનિક શીખી છું પણ એમાં જે સ્ટ્રીટ ફાઈટ છે એ મારી સૌથી પસંદગીની ટેકનિક છે એ મારી પસંદગીની યુક્તિ છે કારણ કે એનાથી તમે વગર હથિયારે લડી શકો છો અને જ્યારે આપણે સ્વ બચાવ કરવાનો હોય ત્યારે કોઈક એમ કહીણે નથી આવતું કે બસ હવે તું ડ્રેસ પહેરીને રેડી થઈ જજે આપણે ફાઇટ કરવાની છે એ બધુ રિંગમાં હોય છે અને સ્ટ્રીટ ફાઇટમાં એ શીખવાડવામાં આવે છે કે તમે હંમેશા બસ તૈયાર રહો કારણ કે મુસીબત ગમે ત્યારે આવી શકે છે અને તમે જો માર્શલ આર્ટ શીખ્યા હોય તો તમારામાં એટલું તો હોવું જોઈએ કે તમે જ્યારે કોઈ પણ મુસીબત આવે ત્યારે તમે હંમેશા માટે ચપળ હોય તૈયાર હોય અને ગમે તે મુસીબતનો સામનો કરી શકો